હા હું પોતે માલિક બોલું છું બોલો મૅડમ અત્યા ઘણા બધા તમારે કઈ કંપની તરફ જવું છું એ જણાવશો પહેલાં આઇફોન ફોર્ટી પણ છે આઇ ફોર્ટીન પ્રો પણ છે બધા અવેલેબલ છે અમારે ત્યાં તમારે શેમાં જવું છે ફોર્ટીનની પ્રાઇઝ છે એઇટી થાઉઝંડ એંશી હજાર

ફોર્ટીન પ્રોની વન અ એક લાખ રૂપિયા હા છે ને મૅડમ ઝીરો ડીપીમાં પણ તમે જઈ શકો છો જો અમારા અમારી સ્કીમો અલગ અલગ છે મૅડમ તમે જો ડૅબિટ કાર્ડ અને ક્રૅડિટ કાર્ડથી લો છો તો તમને પાંચ હજારનું ડિસ્કાઉન્ટ મળશે તમને જે અવેલેબલ હા તમને જે યોગ્ય લાગે એ એમાં ફીચર્સ છે અવાજ ક્વૉલિટી સારી આવશે મૅડમ હા એ સિવાય તમને જે અધર જે આપણે મોબાઈલ વાપરીએ છીએ બીજા બધાં એના કરતા દશ ગણી આની અંદર એ સારી હોય છે એના ફંકશન પણ એટલાં સારા હોય છે સ્મૂધ તો મૅડમ વૉરંટી જોવા જઇએ ને તો તો ગૅરંટી તો રહી જ નથી એટલે વૉરંટી જોવા જઇએ ને તો મૅડમ આમાં છ મહિનાની વેરં વૉરંટી હોય છે હા મૅડમ તમે ઓપ્પો તરફ જઈ શકો છો વિવો તરફ જઈ શકો છો એ તમારા ઉપર આધાર રાખે છે બન્ને સારા જ છે તમે જોવા જઈએ ને ઓપ્પોની જ કંપની છે રિયલમી અને વનપ્લસ બન્ને તો તમે બેમાંથી તમને જે ફંક્શન સારા લાગે એ તમે લઇ શકો છો મૅડમ તમે શૉપ ઉપર વિઝિટ કરી શકો છો અ મારો સ્ટોર બાપુનગરમાં છે એમાં જુઓ મૅડમ અત્યારે જે ફાઇવજી અત્યારે માર્કેટમાં જે વનપ્લસમાં ચાલે છે અને અ પેલા એમાં રિયલમીમાં વન ચાલે છે એ બન્નેની પ્રાઇઝમાં થોડોક ડિફરન્સ છે એકની પ્રાઇઝ થર્ટ બત્રીસ હજાર છે અને એકની પ્રાઈઝ વનપ્લસની અ પાંત્રીસ હજાર છે હા દશ બાર હજારથી શરૂઆત થતી હોય છે હા બધામાં ઝીરો ડીપી અત્યારે તહેવારો ઉપર અમારી સ્કીમ હોય જ છે મૅડમ એ સિવાય તમે ડૅબિટ કાર્ડ અને ક્રૅડિટ કાર્ડથી તમે ફોન લેતા હોવ તો એમાં બી તમને પાંચ હજારનું ડિસ્કાઉન્ટ મળી રહે છે અત્યારે સ્પેશિયલ ઓમ ઑફરમાં એક ક્રૅડિટ કાર્ડની અને એમાં છે ડૅબિટ કાર્ડમાં એ સિવાય બીજી કોઈ સ્કીમ નથી કારણ કે હજુ તહેવારમાં થોડીવાર છે તહેવારો આવશે ત્યારે આપોઆપ એમાં ચાલુ થશે અલગ અલગ હા મૅમ અમે કરીએ છે એ માટે યસ સો ટકા મૅડમ તમારો નંબર આ જ છે તો હું તમને જાણ કરીશ સો ટકા મૅડમ તમે આ તમારું નામ શું હું તમારો નંબર સેવ કરી લઊં છું અને જેવી ઑફર આવશે દામિનીબેન ઓકે મૅમ અમારે જેવી પણ ઑફર આવશે મૅમ એવી હું તમને વૉટ્સૅપ ઉપર તમને બધાં ફંક્શન સાથે પ્રાઇઝ સાથે બધું માહિતી મોકલી આપીશ વૅલકમ